ગુજરાતના તહેવારો કે ધાર્મિક પ્રસંગોને માણવો હોય તો કઈ સીઝનમાં ગુજરાતમાં પ્રવાસ કરવો જોઈએ આમ તો બારે માસ ગુજરાતીઓ કોઈપણ તહેવાર હોય તે આનંદ અને ઉલ્લાસથી કરતા હોય છે પણ સૌથી વધારે જે શ્રાવણ મહિનો હોય કે શ્રાવણ મહિના બધા તહેવાર આવતા હોય છે જેવું કે જન્માષ્ટમી છે રક્ષાબંધન છે બધા તહેવાર પછી એ બધા તહેવારો શ્રાવણ મહિનામાં આવતા હોય છે હવે દ્વારકાની અંદર દ્વારકા જે છે દ્વારકા બેટ એમાં કૃષ્ણ ભગવાનનું મોટું મંદિર કહેવામાં આવે છે ગુજરાતનું સૌથી મોટું એમ તો ભારતમાં મથુરામાં છે ગુજરાતમાં દ્વારકામાં કહેવામાં આવે છે ત્યાં જન્માષ્ટમી બહુ આનંદ ઉલ્લાસથી અને બહુ મોટા પાયે મનાવવામાં આવે છે જેમાં આખું દ્વારકા બેટ દ્વારકા આખું સારી રીતે ફૂલોથી ને શણગારથી સજાવવામાં આવે છે આમ બે ત્રણ દિવસ સુધી આમ તમને એમ લાગે કે શ્રી કૃષ્ણ જાતે જ દ્વારકામાં પધાર્યા છે એ રીતનું એમ એવું એવું નવું એક આટમોસ્ફિયર ઊભું કરવામાં આવે છે કે અહીંયા ત્યાં એમ લાગે કે આમ સાચે દ્વારકાની નગરીમાં આવી ગયા છે બસ એ રીતનું આંખોને ગમે એવું આવે છે જેનાથી અમને સારું તહેવાર ઉજવવાની આનંદ ઉલ્લાસ આવે છે રક્ષાબંધન એ કેવો તહેવાર છે કે જે આખા ગુજરાતમાં નહીં પણ આખા દેસમાં મનાવવામાં આવે છે જે ગુજરાતીઓ આઉટ ઓફ કન્ટ્રી મતલબ જે બહારના દેશમાં છે એ લોકો પણ રક્ષાબંધનનો તહેવાર સારી રીતે ઉજવે છે જેમ કે ભાઈ બહેનના ઘરે જાય છે કાં તો બેન ભાઈના ઘરે જાય છે એમ તો કમ્પલ્સરી બેન ભાઈ ના ઘરે જાય કે બેન રાખડી બાંધે પછી ભાઈ આશીર્વાદ આપે સારી રીતે સુખ દુઃખમાં સાથ રહે અને ગુજરાતીઓનો ખાસ સૌથી પોપ્યુલર તહેવાર છે ગરબા નવરાત્રી નવ દિવસ ગુજરાતીઓ સારી રીતે ગરબામાં સારી રીતે ઝૂમતા હોય છે તમે ગુજરાતના કોઈપણ ગામમાં જશો નાના ગામમાં જશો મોટા ગામમાં સિટીમાં કોઈપણ જગ્યા પર જશો ગુજરાતીઓનું ગરબા નવ દિવસ એકદમ આનંદ ઉલ્લાસથી એમની રીતે મનાવતા હોય છે ને એ જે નવ દિવસ હોય છે એ લોકો એટલા આમ એટલા આનંદ ઉલ્લાસથી મનાવતા હોય છે જાણે નવરાત્રીમાં માતા એમના ઘરે સાક્ષાત આવ્યા હોય અને એમની સાથે ગરબા રમતા હોય છે એવું એ લોકોને આમ ફીલ થાય છે ખાસ કરીને પાવાગઢ અંબે માતાનું મંદિર છે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં લોકો દર્શન કરવા માટે જાય છે ત્યાં શ્રદ્ધાળુઓ ખૂબ જ પબ્લિકમાં જતા હોય છે ત્યાં રાત્રે ગરબાનો પ્રોગ્રામ થાય છે નવે નવ દિવસ મેળો ભરાય છે અને ગુજરાતમાં જેવા કે બરોડા છે અમદાવાદ છે સુરત છે રાજકોટ છે આપણું કાઠીયાવાડમાં જ ભાવનગર સુરેન્દ્રનગર જેવી મોટી મોટી શેરીઓમાં ત્યાં આમ બહુ સારી રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે બધા સેલિબ્રિટી હોય છે મોટા મોટા એ હોય છે ત્યાં ગરબા રમવા આવે છે મોટા મોટા સિંગરોને બોલાવવામાં આવે છે પાસ વિતરણ કરવામાં આવે છે અને આમ બહુ મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આમ બહુ સારી રીતે ગરબાનું ઉલ્લાસથી રમવામાં આવે છે ગુજરાતીઓને એમ ભલે બીજી બધી વસ્તુઓમાં થાક લાગે કામ કરવામાં પણ ગુજરાતીઓને ગરબા રમવામાં કોઈ દિવસ થાક નહીં લાગે કોઈપણ ગુજ કોઈપણ હશે નાનો મોટો છોકરો ગયઢો હસે જવાન હશે ગમે તે હશે ગરબા રમવા તો પહેલો જ જશે અને બહારથી જે ફોરેનર છે તેવા ખાસ ગુજરાતની નવરાત્રી જોવા માટે સ્પેશિયલ ગુજરાતમાં આવે છે મોટી મોટી સીટીઓ છે ત્યાં જોવામાં આવે છે ત્યાં પહેલા આરતીઓ માતાજીની આરતી કરવામાં આવે છે આરતી ગાયા પછી પ્રસાદ આપે પછી ગરબાની શરૂઆત કરે છે રાત્રે મોડા સુધી આમ ગરબા રમવામાં આવે છે આનંદ ઉલ્લાસથી એકદમ સારી રીતે ગરબા રમે છે એન્જોય કરે છે માતાને યાદ કરે છે અને દસમા દિવસે દશેરા દસમાં દિવસે નવ દિવસની નવરાત્રી હોય છે એને દસ દિવસે દશેરા એટલે રાવણને દહન કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે કે દસે નવમા દિવસે દશેરાના દિવસે રામ ભગવાન રાવણનું દહન કરીને પ્રથમ એમના ઘરે અયોધ્યા સીતાજીને લઈને આવ્યા હતા એ માટે એ ખુશીમાં દશેરામાં તહેવાર ઉજવવામાં આવે છે એ હકીકત સાચી હકીકત છે એ રીતે બીજો તહેવાર આવે છે દિવાળી દિવાળી આમ ઘણા દેશભરમાં ઉજવવામાં આવે છે પણ ગુજરાતીઓ એને બહુ સારી રીતે ઉજવવામાં આવે છે ગુજરાતમાં દિવાળી માં ઘરમાં ઘરની બહાર રંગોળી છે પછી દીવા સળગાવવામાં આવે છે પછી એકબીજાને ભેટ કરે છે ભેટ આપે છે નાના મોટાને એકબીજાના ઘરે બેસવા જાય છે એટલે દિવાળી છે પછી ભાઈબીજના દિવસે ભાઈ બેનના ઘરે જાય છે ગિફ્ટ લઈને જાય છે બ્લેસિંગ આપે છે અને એવી રીતના ભાઈબીજના પછી બેસતું વર્ષ હિન્દુઓનું નવું બેસતું વર્ષ જેવી રીતે મુસ્લિમનું બેસતું વરસ મોહરમમાં હોય છે ને ખ્રિસ્તીઓનું બેસતું વર્ષ નાતાલ પછી હોય છે એ રીતે હિન્દુઓનું બેસતું વરસ દિવાળીના બીજે ત્રીજે દિવસે બેસતા વર્ષના દિવસથી તેમનું નવું વર્ષનું શરૂઆત થાય છે આમ બહુ આનંદ ઉલ્લાસથી એ લોકા દિવાળી મનાવતા હોય છે સારી રીતે પછી બીજી વાત કે દિવાળી પછી દિવાળી પછી આવે છે તહેવાર ઉત્તરાયણ ઉત્તરાયણ ગુજરાતનો મોટો તહેવાર છે એમાં કોઈ એમ નથી કે કોઈ એક જ જાતિના લોકો ઉજવી શકે છે ત્યાં બધા જ તહેવાર બધા જ બધી જ ધર્મના લોકો બધી જ કોમના લોકો આ તહેવાર હળી મળીને આનંદ ઉલ્લાસથી ઉજવતા હોય છે ગુજરાતીઓ પતંગ ચગાવવા માટે બહુ અધીરા અને ઉલ્લાસથી ઉજવે છે ઉત્તરાયણ એક એવો તહેવાર છે જ્યાં નાના મોટા બધા જ ધર્મના લોકો એક સાથે આ ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી માણે છે મોટી મોટી સીટીઓની અંદર ઉત્તરાયણમાં ઘણા બધા લોકો બહારથી ફોરેનર્સ કાઈટ મેન આવે છે જે લોકો એમની અવનવી વેરાઈટીઓની પતંગો લઈને આવે છે અલગ અલગ રીતે પતંગ ચગાવે છે તે અલગ અલગ પતંગ બાજી કરે છે જે રીતે અહીંયા નર્મદા જિલ્લામાં ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં ઉત્તરાયણ વખતે ત્યાં કાઈટ મેન આવે છે ત્યાં એ લોકોનો શો કરવામાં આવે છે અલગ અલગ ટાઈપ પ્રકારની પતંગો લઈને આવે છે એ લોકા પતંગ ચગાવે છે એકદમ મસ્ત એનું દ્રશ્ય દેખવા લાયક હોય છે એવી રીતે કચ્છમાં રણ ઉત્સવ થાય છે શિયાળાના ટાઈમથી શિયાળાના દિવાળી પછીથી લઈને ઉતરાયણ સુધી આટલા આ દરમિયાન કચ્છમાં એટલું એમ કચ્છના સફેદ રણમાં ટેન્ટ સીટી આખું એક શહેર ઊભું કરવામાં આવ્યું છે આર્ટિફિશિયલ શહેર આમ ઝૂંપડી આવે છે ટેન્ટ એ પ્રકારનું એક શહેર ઊભું કરવામાં આવ્યું છે જેમાં ખાવા પીવાનું બધું એની અંદર ટેન્ટમાં હોય છે ત્યાં રણોત્સવ કહેવામાં આવે છે પ્રોગ્રામને એ થોડો શિયાળાના ટાઈમમાં દિવાળી પછીના ટાઈમમાં થતો હોય છે ને ત્યાં પતંગ મહોત્સવ થાય છે રણોત્સવ થાય છે ને ત્યાં ત્યાં એમની કલાકારી જે કચ્છમાં જે તેમનો ડાન્સ છે કાં તો પછી બીજા કચ્છની વસ્તુઓ છે કાં તો કચ્છનું જે બધું ફેમસ વસ્તુઓ છે ત્યાં એમનું એ વસ્તુઓનું તે લોકો બતાવે છે સેલ કરે છે એ બધી સંસ્કૃતિને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવે છે એટલે આજે પંદરમી ઓગસ્ટ મતલબ જે શ્રાવણ મહિનો છે એ સાવનથી લઈને ઉત્તરાયણ સુધીનો જે ટાઈમ હોય છે ગુજરાત માટે ટુરિઝમ માટે સૌથી સારામાં સારા સમય છે એમાં ઘણા બધા તહેવારો જેવા છે રક્ષાબંધન છે જન્માષ્ટમી છે પછી એના પછી હવે છે ગણપતિ આવે છે પછી દિવાળી આવે છે દશેરા આવે છે તે ઉત્તરાયણ આટલો જે ટાઈમ હોય છે ગુજરાતમાં સૌથી સારો ગુજરાતમાં ટ્રાવેલિંગ માટે અને ફરવા માટે એકદમ સારો સમય હોય છે અને